હમણાંનાં નૃત્યો જે છે એ રિધમ પર કે સંગીત પર થતાં હોય છે પણ જે પહેલાંનાં નૃત્યો હતાં એ બહુ જ ભાવુક અને સ્ટોરિઝ પર હતાં વાર્તાઓ ઉપર જેથી લોકોને જોઈને એ ખબર પડતી કે નૃત્ય બી થાય છે અને જે સ્ટોરી બતાવવા માંગે છે એ પણ થાય છે તો સ્ટોરિઝવાઇઝ લોકો પોતાનામાં એક પોત ભાવના જગાવતા અને જે એક્સ્પ્રેશન્સ બતાવે છે એનાથી કઈ ભાવના વ્યક્ત કરે છે એ પણ તમને જોવા મળે કે ગુસ્સો કરે છે શાંત છે કે રડે છે જે કથક ભરતનાટ્યમ જેવી નૃત્યમાં બહુ અલગ અલગ મુદ્રાઓથી તમે બતાવી શકો તો જો કે આજકાલના જે વેસ્ટર્ન નૃત્ય છે એમાં તમે એટલું સરળતાથી ભાવના નથી જગાવી શકતા જે તમારી કલ્ચરના નૃત્ય છે એના દ્વારા તમે ભાવના બતાવી શકો અને સંગીતનો પણ એટલો જ એમાં પ્રભાવ હોય છે કે કે કયા કઈ રીતનું સંગીત તમે એમાં નાખ્યું છે કે વધારે અવાજવાળું ઓછા અવાજ વાળું એ નૃત્યમાં એટલો જ ભાવ જગાવવામાં ઉપયોગી હોય જેટલો નૃત્ય હોય છે તો નૃત્યમાં તમે જેટલી સ્ટોરિઝ નાખો જેટલા ભાવ નાખો મુદ્રાઓ નાખો એથી તમને લોકોને સરળતા થાય તમારી ભાવનાઓ સમજવામાં